બસ બસ બસ બસ આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ હવે મારે પેમેન્ટ કરવાનું છે તો હું મારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો તમારી પાસે યુપીઆઈ છે જિપે કરી શકું છું ને તો તમે મને સ્કેન આપો તમારો તો હું ફક્ત જ યુપીઆઈથી જ પેમેન્ટ કરીશ ચુકવણી કરીસ ભાડું તો મને તમારો યુપીઆઈ આપો અથવા સ્કેનર આપો તો હું સ્કેનથી ભાડું ચૂકવી શકું